હા હું છૂટક અને જથ્થાબંધ વિષે જાણું છું છૂટક વસ્તુ આપણને જેટલું જોઈએ એટલું મળી રહે છે જથ્થાબંધમાં તમારે એ એકસાથે જ બધુ લેવું પડે છે એ મોસ્ટલી બધા ઘરની વસ્તુ બધા છૂટક જ લેવાની પસંદ કરે છે નાનું ફેમેલી હોય છે એટલે તે લોકોને એટલી બધી વસ્તુ જોઈતી ન હોય એટલે લોકો છૂટક વસ્તુ પસંદ કરે છે અને એ જ્યારે મોટું ફેમેલી હોય છે ત્યારે એ તે લોકો વારેઘડીએ લેવા ન જવું પડે એટલે જથ્થાબંધમાં લઈ લે છે મારામાં પરિવારમાં માં મારા પપ્પા કરિયાણું આખા વરસનું એક જ સાથે લઈ લે છે પરંતુ બીજી બધી વસ્તુ છે તે મમ્મી છૂટક લે છે જેનાથી એ એ બધા વસ્તુ ખરાબ ન થાય થાય તેનો પણ ધ્યાન રહે અને બાકી જો જથ્થાબંધ વસ્તુ લઈ લઈએ એક સાથે અને ફેમેલી પરિવાર નાનું હોય તો તે વસ્તુ બગડી પણ જાય એટલે એ નાના ફેમેલીવાળા છૂટક વસ્તુ લેવાનું વધારે પસંદ કરે છે એ એ જ અમુક વસ્તુ એવી હોય છે જે અ છૂટક જ લેવી પડે છે અને અમુક વસ્તુ એવી હોય છે જે આપણે થોડી જોઈએ પણ તે જથ્થાબંધમાં જ મળી રહે છે છૂટક નથી મળતી જેમ કે આપણે ફ્રૂટ લઈએ છીએ તો તે આપણે એક હારે જ લેવા પડે છે કેળું કે ગમે તે આપણને ડઝનમાં ને તેવી રીતના જ મળે છે જથ્થાબંધમાં હા છૂટક લેવા જઈએ એક કે તર તો નથી આપતા એટલા માટે મારા પરિવારમાં છૂટક વસ્તુ વધારે લેવાનું પસંદ થાય છે જેનાથી તે એ બગડી ન જઈએ અને જેટલું જોઈએ તેટલો અ તે સમયમાં વપરાશ થઈએ એમ અને બીજી વસ્તુ કે એ અત્યારના સમયમાં વસ્તુ અને શાકભાજીના બહુ જ ભાવ વધી રહ્યા છે એ મોંઘવારી પણ એટલી બધી વધી રહી છે મારા પપ્પા અને મારા દાદા પહેલાં મને વાત કરતાં તે લોકોના સમયમાં બહુ જ સારું હતું પહેલાના સમયમાં અને અત્યારની એની આપણે સરખામણી કરીએ તો ચોખા સો રૂપિયાના આ કિલો મળે છે અને પહેલાં તે લોકો કહેતા કે તે લોકોને ચાલીસમાં જ મળી જતા અને હવે બટેટા આપણે જોઈએ તો અહીંયાં ત્રીસના કિલો મળે છે અને તે લોકો દાદા કહેતા કે તે લોકોને પાંચ અને દસ રૂપિયામાં જ મળી જતા હતા એટલે પહેલાંના સમય કરતાં અત્યારે બહુજ મોંઘવારી વધી ગઈ છે અને આપણે ઓનલાઈન શોપિંગની સુવિધા પણ અત્યારના સમયમાં થઈ ગઈ તે ટેકનોલોજીવાઇસ આ આ આ સુવિધા વધારે પડતી સારી છે આપણો ઓ સમય પણ બચે છે અને આપળે કોઈપણ વસ્તુ જોઈએ તો તે ઓનલાઈન લઈ શકીએ છીએ શાકભાજીથી લઈને ગમે તે વસ્તુ કપડાં બધી જ શોપિંગ આપણે ઓનલાઈન કરી શકીએ છીએ જેથી લોકોનો સમય ટ્રાવેલિંગના પૈસા આ બધાની બચત થાય છે અને તેના આ ઓર્ડરમાં પણ આપણને ડિલેવરી થયા પછી જ પૈસા ચૂકવીએ તેવી પણ સુવિધા આપવામાં આવી છે ઓનલાઈન કોઈ વસ્તુ સારી ન હોય આપણને ન ગમતી હોય તો આપળે થોડા દિવસમાં રિટર્ન કરવાની સુવિધા પણ આપણને મળે છે એટલા માટે આ સમયમાં ઓનલાઈન પદ્ધતિ વધારે સારી છે તેનાથી આપણે બધી જ પ્રકારની શોપિંગ કરી શકીએ છીએ ઘરની વસ્તુથી લઈ શાકભાજીથી લઈને જેથી એ મમ્મીનો પણ ટાઈમ બચે લેવા જવાનો અને જે બધાનું સારું થાય છે અને ઓનલાઈન પદ્ધતિમાં પણ વધારે સારું છે કે આપણને ઓર્ડર મળી જાય ઘરે ત્યારે આપણે તેને પૈસા દઈને ઓર્ડર લઈ શકીએ છે એનાથી એ એ જ્યારે લોકો વસ્તુ ઓનલાઈન મગાવે છે ત્યારે તે લોકોને ભય પણ રહેતો નથી કે એ વસ્તુ એ નહીં આવે તો વસ્તુ આવી નીકળશે તો એટલા માટે આપણને જ્યારે આપણે મગાવેલી વસ્તુ ઘરે આવી જાય પછી આપણે પૈસા આપીએ તેથી આપણને ગ્રાહકને પણ સંતોષ રહે તે આપણને પણ તેમ થાય છે કે નહીં એ આપણને વસ્તુ પણ મળી ગઈ અને તે એ એ આપણા માટે સારું પણ થયું અને એના ઘણા બધા આપણે તેને પેમેન્ટ પણ કેશ ઓન ડિલેવરીથી કરી શકી છી ઘરે વસ્તુ આવ્યા પછી પૈસા આપીને અને ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકીએ છે એટલે એનાથી આપણને ઘણી ઇ રાહત મળે છે કે આપણે ઓનલાઈન કરવું હોય તો તે પણ કરી શકાય અને પૈસા આપીને પણ કરી શકાય છે એટલે આ પદ્ધતિ અને આ બહુ જ સારું પડે છે હવેના આ જમાનામાં અને એ ટેકનોલોજી સાથે ચાલીએ તો તે વધારે સારું છે